હલ્લો હા એ ભાઈ જ બોલુ છું શુ થયું છે હા ઘર ભાડે આપીએ છે તમારે કયું ઘર ભાડે લેવુ હતું હા તો હું તમને શું કહું છું તમારે કયા વિસ્તારમાં ચાલે એમ ઘર એટલે એક આપણે છે ને અહીં આણંદમાં કંજરી બોરિયાવી આગળ છે એક અહીં એક વિદ્યાનગર તમારો એરીયો એટલા માટે એ એરિયામાં હું તમને કઉ તો ત્યાં આગળ સ્કૂલ હોસ્પિટલ ને બિગબજાર ને એ બધું નજીક પડે એવા વિસ્તારમાં તમને બતાવું ઓકે તો હુ તમને એવું કહું છું કે તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છો ઓકે તો એ પ્રમાણે તમારે ટૂ બીએચકે જોઈએ કે થ્રી બીએચકે વન બીએચકે એટલે એ બધું કેવું હોય કે અલગ અલગ ફેસીલીટી પ્રમાણે અલગ અલગ ભાવ હોય બધાં એ તમારે ત્રણ લાખની આજુબાજુ થઈ જાય અને તમારે ભાડે જોઈએ ત્રણ હજારની આજુબાજુ થાય ટૂ બીએચકેનું એ પાંચ હજાર થ્રી બીએચકે છ હજાર રૂપિયા ના ના ફોર બીએચકે એટલું બધું તો હોતું નથી અમાર અહીંયા એટલે થ્રી બીએચકે ની વાત કરીએ તો જુઓ તમારે છે ને ફર્નિચર સાથે ઘર જોઈએ છે કે ફર્નિચર વગર બે ઘર છે આપણી પાસે

ફર્નિચર સાથે જોઈએને તમારે સાત હજાર રૂપિયા એક મહિનાનું ચાર્જ લાગે અને તમારે ચોવીસ કલાક પાણી આવે અને લાઇટ બિલ બી અમારે ભરવાનું ના એસી નહીં હોય એસી એમા મુકાવવું હોય પણ વાંધો નહીં પણ જો આપણે છેને થ્રી બીએચકેમાં બધી રૂમોમાં પંખા છે વ્યવસ્થિત લાઇટ છે વ્યવસ્થિત ફર્નિચરવાળું છે ચોવીસ કલાક પાણીની સગવડ રાખેલી છે આપણે અને બેડ બેડ બેડ બેડ બધું જ લાગેલું છે સર તમારે ખાલી આવીને તમારે ખાલી કપડા રહેવાનું જ રહેશે કપડાં વપડા લાવીને ના ના ના પાણી એતો એ બધું જ હમારે ભર એ હા હા તમે કયાના છો સર એક કામ કરોને તો કાલે આવી જાવને આણંદ તો હું તમને બતાવી દઉ છું રૂબરૂ જ તમે જોઈ લો ને હા હા તો એક કામ અત્યારે મારે બીજા કસ્ટમર આવ્યાં છે તો હું તમને આ ઘરનો વિડિયો દ્વારા મોકલી દઉં છું વાંધો નહીંને સારું સારું હા એ તો પેલું આપણે ઈન્વેર્ટર છેને આપણે ત્યાં એક કામ કરો હું તમને વિડિયો મોકલી દઉં છું બરાબર જોઈ લો તમે બધું જ છે એ બધું જ છે તમે કાલે આવી જાવને તો વિડિયો દ્વારા તમને બતાવી દઉં છું ત્યારે સારું સારું ચલો